હા મેં અત્યારે હું પડકારજનક જ કાર્ય કરું છું મેં સ્પેશિયલ બી એડ કરેલું છે અને જે મંદબુદ્ધિનાં બાળકો હોય જે મેન્ટલ રિટાયર્ડડેશન બાળક છે એને હું ટ્રેનિંગ આપું છું અને એ જે મારું કામ છે હું પણ વિ દિવ્યાંગ છું વિકલાંગ છું મને પણ પગે તકલીફ છે અને ઘોડીથી ચાલું છું બરાબર છતાં પણ જે દિવ્યાંગ બાળકો જે મેન્ટલ જે સાવ મંદબુદ્ધિ સીવીઅર બાળકો કહેવાય એવાં બાળકોને હું ટ્રેનિંગ આપું છું એવાં બાળકો કે જેને અમે પગલૂછણિયાં ડ્રોઈંગ પેન્ટિંગ પછી રાખડીઓ બનાવતા એવી અલગ અલગ એક્ટિવિટી કરાવીએ છીએ અને ઘણું બધા અમે એને પ્રવૃત્તિઓ કરાવીએ છીએ જે મારા માટે પડકારજનક જ છે અને બ એ કરવા માટે પણ મને ઘણી બધી તકલીફ પડે છે જેમાં ખાસ તો અમે બાળકોને પેંટિંગ છે નવા ચાર્ટ બનાવવાના હોય ડ્રોઈંગ બનાવવાનું હોય કા પેપર કટિંગ હોય રાખડીઓ બનાવવાની હોય કોડિયા પ્રિન્ટ કરવાનાં હોય કે પગલૂછણિયા બનાવવાનાં હોય એવું બધુ કાર્ય અમે બાળકોને શીખવાડીએ છે